જીવનમાં સુખ દુઃખ ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે પણ પોતાનાં જીવનમાં સંયમ રાખીને જે લોકો રહેતા હોય છે એ લોકો પોતાના ધ્યેયો ખૂબ જ સારી રીતે પૂરાં પાડી શકે છે સંયમ રાખીને જીવવું એ દરેક વ્યક્તિઓએ એમાંથી શીખવું જોઈએ કે આપણા જીવનમાં સંયમ રાખવું લોકોની વાતો માનવી જે લોકોને ઉંમર થઇ ગઈ છે એ લોકોને મદદ કરવી આ બાબતનું ધ્યાન રાખીને આપણા ધ્યેયલક્ષી કા કામ ઉપર આગળ વધવું એના ઉપરથી કરવું જોવું જોઈએ અને જીવનમાં સફળતાની ચાવી અથાગ મહેનત અને પરસે પરિશ્રમ જ છે તેના સિવાય જીવનમાં સુખ દુઃખો અને ઉતાર ચઢાવ તો આવવો જ જોઈએ પણ માણસોએ સંયમ રાખવું અને જીવવું ખૂબ જ જરૂરી છે